હા બોલો હા હા સુથાર બોલું બરાબર હા તો એમાં સાઈજો કાઢવી પડે જો પાયાની સાઇજો અલગ નીકળે પાછળના પાયાની સાઇઝ અલગ નીકળે પછી પેલા યુનિઓ કરવી પડે ડોરની જે રીતના પછી પટીઓ નીકળે એ બધુ વેરવવું પડે આ તો મશીન પર વેરવું પડે ઈનો ખર્ચ તો એ બધુ આખું એસ્ટીમેન્ટ કાઢવું પડે ભાઈ લાકડા તમારાને હા હા એ તો અમારી ખાલી મજૂરી એમને હા તો જોવોને એ તો પણ તોય સાઇઝો નીકળે એના પર ઘનફૂટનું પછી એ થાય

અને આમ છે તો રોજ પર હોય તો પછી આઠસો રૂપિયા રોજ ને એવું ચાલતું હોય લોકલમાં સિટી પ્રમાણે નહી પણ હમ્મ

એવું કરીએ ઊચક બોલીએ ઊચકમાં જોવોને હવે પંદરથી અઢાર હજારનો સમથિંગ થાય

એ તો થાય પણ જોવોને વેરવાના સાઇઝો કાઢવાની પછી એની ઘાટ આપવાનો બરાબર કે નઇ તૈયાર લાકડું હોય તો ખાલી અમારે ઘાટ આપવાનો હોય આ તો જે પેલું એ છે એમાંથી પાછા સાઇઝો કાઢવાની એટલે વધારે છે હમજી હમજી ન આપજો પછી પંદરની સમથિંગ હા તે બનાવાનો ટાઈમ લાગે ન ભાઈ દસ પંદર દિવસનો ટાઈમ છે એ તો અને પછી તમે દુકાન પર આવી જાવ પછી બેસીને વાત કરીએ સારું ચાલો